ગાવાનું શરૂ કરતી વખતે નીચેના સુરથી શરૂઆત કરવી અને ધીમે ધીમે ધીમે ઉપર જવું ત્યાર પછી ધીમે ધીમે નીચે આવવું આમ સતત અભ્યાસ ન અને નિરંતર અભ્યાસથી થોડું ગળું તમારું કેળવાય એ પછી ઘણા બધા અભ્યાસ પછીથી મોટી સુર શ્રેણીમાં ગાવાનું શરૂ થાય ત્યારે સૌથી પહેલાં તાર સપ્તકથી શરૂ કરી અને પછી ધીરે ધીરે સુર નીચો અને ધીમો થતો જાય આમ સતત સુરના અભ્યાસ કરવાથી ગળું કેળવાતું જાય અને અવાજ બરાબર એ પ્રમાણે અંતરા પ્રમાણે અને જે તે શૈલી પ્રમાણે તમારો અવાજ એ અભ્યાસ કરવાથી વધારે ને વધારે કેળવાયેલો બનતો જાય અને સુંદર બનતો જાય આ રીતે ગાવાનું હંમેશા હું રાખું છું અને આવી વિવિધ વોકલ શૈલીઓ અને તકનીકોમાં આ જ રીતે હું નવા નવા સુરના સુરને સાંભળું અને એના ઉપર હું અભ્યાસ કરું અને એ રીતે હું મારા સંગીતનું આરાધના કરું છું